અરવિંદ ભઇ બોલો હ હવે આપળે છેને એક અંડર ટાંકી અમારા ઘરનું નવું કામ ચાલુ રયુ છે તો બનાવાની છે અને એ આપળે કેપેસિટી એની બેહજાર લિટરની કેપેસિટી બનાવાની છે એટલે એ ટાંકીમાં આપળે તમારો નંબર અમારે એક રેફરન્સથી મળ્યો છે તો એનું મને એસ્ટીમેટ જોઈતુંતું કે કેટલા ટાઈમમાં અને કેટલો પ્રાઇઝ માં તમે કરી શકો છો હા એટલે એમાં તમે બે રીતે મને કરી આપો કે વિથ મટિરિયલ જો અમે લાવાના હોઈએ અને સાથે તમારું મટિરિયલ સાથેનું હોય તો કેટલા એ રીતનું મને થોળૂ રફલી એનો આઇડિયા આપો એટલે અમે આગળ નક્કી કરી શકીએ હ બરાબર

બરાબર છે અને રફલી એમાં કેટલા ટાઈમમાં તમે કરી શકો બરાબર છે ઓકે સારું તો શું છે આ થોળૂ વરસાદનું છે તો એ પતિ જાય એટલે હું તમને કોલ કરીશ તો આપળે એ પ્રમાણે પ્લાનિંગ કરી લઈએ બરાબર છે બરાબર એટલે હા એમાં પ્લબિંગનું બધુ આઈ જશે કે પ્લબિંગનું અમારે એકસ્ટ્રા કરાવું પળશે અલગથી પાઈપિંગનું ને એનું કરાવું પળશેને હા એટલે એટલા માટે તે મે કીધું આપલે શું સામ સામે થઈ જાયને તો આપણને ખબર પળે બરાબર છે હા હા હા ઓકે સારું સારું

ઓકે